અરે રાજકોટમાં જેસિકા રેસ્ટોરન્ટ છે એ સી ફૂડ માટે બહુ જ પ્રખ્યાત છે જેમાં તમને બહુ જ સારા સારા સી ફૂડ મળશે જેમકે પાપલેટ છે ફિસ પાપલેટ છે ફિશ કડી છે સુરમઇ છે આવી બધી આઈટમ એક ખાશોને તો એક ભૂલી જશો અટલી બધી ટેસ્ટી મળે છે ફિશ કરીમાં સુરમઈ હોય છે પાપલેટ હોય છે એ બધી બહુ જ મસ્ત હોય છે હા હા અને રાતના બાર વાગ્યા સુધી એ એ ઓપન હોય છે રિઝનેબલ છે કોલેટી બહુ સારી હોય છે તમે એકવાર આવજો કોનટેટી અને કોલેટી બેઉ બંને એવી જ સારી હોય છે ઓકે ઓકે થેંક્યું